હા મેં મુસાફરી કરેલી છે બસમાં બસની આગળ સૌથી પહેલાં એક કૅબિન જેવું હોય છે ત્યાં કૅબિન હોય છે ત્યાં ડ્રાઈવર ડ્રાઈવિંગ માટે બેસે છે અને એક પાછળ વચ્ચે દરવાજાની બાજુમાં કંડકટર સીટ હોય છે ત્યાં કંડકટર બેસે છે અને બસમાં સંકટ સમયની બારી પણ હોય છે જો અકસ્માત કે કંઇ એવું થાય તો એ બારી ખોલી અને બહાર જઈ શકાય ઓર અને મૅડિકલ કિટ પણ હોય છે અને બસમાં બાવન સીટ હોય છે જેમાં બાવન વ્યક્તિઓ આરામથી મુસાફરી કરી શકે છે જેમાં દિવ્યાંગો માટે ત્રણ સીટ અલગ હોય છે ધારાસભ્ય માટેની સીટો અલગ હોય છે સ્ત્રીઓ માટે અલગ હોય છે સ્વાતંત્ર્ય સેનાનીઓ માટે સીટો અલગ હોય છે અને કંડકટરની સીટ અલગ હોય છે દિવ્યાંગો માટે પાસની સુવિધા હોય છે જેથી કરી અને પાસ એટલે મફત મુસાફરી કરી શકે છે અને વિદ્યાર્થીઓ માટે અત્યારે પંદર દિવસનું ભાડું ચૂકવી અને એક મહિના માટે મુસાફરી કરી શકે છે આવી રીતે બસની વ્યવસ્થા ખૂબ સારી હોય છે અમારે અવારનવાર બસમાં એસ ટી બસમાં જવાનું હોય છે અને ખૂબ મજા આવે છે અને ખૂબ સરળતાથી અમે સફર કરી શકીએ છીએ